હેલો શું તમે વીજળી પુરવઠામાંથી બોલી રહ્યા છો જી અમારા ઘરના અમારા ઘરમાં મીટરમાં હું કંઇક આડા અવળું થઈ ગયું હોય એવું લાગે છે કારણ કે તેમાં વધુ પડતા પૈસા કપાઈ રહ્યા છે જેટલું અમે વપરાશ પણ નથી કરતાં તેનાથી વધુ બિલ આવી રહ્યું છે તો મારી તમને વિનંતી છે કે તમે એકવાર અમારા ઘરે આવી જાઓ અને મીટરની ચકાસણી કરી લો તો શું તે બરોબર છે કે નહીં જો ન હોય તો તે તે કઈ રીતે કરવું તેનું અમને માર્ગદર્શન આપો અથવા તો તમે જ તમારી રીતે તમારા ઇલેક્ટ્રિશિયન્સને બોલાવી અને તે સરખું કરી દો ધન્યવાદ